ગુજરાતી ભાષા સમાચાર માધ્યમો અને શિક્ષણ વ્યવસ્થામાં પૂરું પ્રતિનિધિત્ત્વ ધરાવતાં નથી કારણ કે સમાચાર માધ્યમ એ લોકશાહીનો ચોથો થાંભલો છે પરંતુ ગુજરાતી ભાષાના સમાચાર માધ્યમોમાં ગુજરાતી સમાચાર ચૅનલો ગુજરાતી સમાચાર છાપાઓ વધુમાં વધુ પોતાના જિલા જિલ્લાનાં સમાચાર અને ગુજરાત રાજ્યનાં સમાચાર ટીવીમાં દેખાડે છે તેમજ અખબારમાં છાપે છે અને એ ત્યાં સુધી જ સીમિત રહે છે જેમ કે આપણી દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે અત્યારે વિદેશોમાં શું ચાલી રહ્યું છે યુક્રને અને રશિયાના યુદ્ધની વચ્ચે અત્યારે શું પરિસ્થિતિ છે તો એ આપણને ગુજરાતી માધ્યમની ચૅનલમાં જોવા પણ નહીં મળે અને ગુજરાતી છાપાઓમાં વાંચવા નહીં મળે તેથી જ મારું માનવું એવું છે કે ગુજરાતી ભાષાના જે સમાચાર માધ્યમો છે એ ગુજરાત રાજ્ય સીમિત જ છે એટલે હું એવું મારી દૃષ્ટિ એ એવું માનું છું કે ગુજરાતી ભાષાનું સમાચાર માધ્યમમાં જરા પણ પ્રતિધિ પ્રતિનિધિત્વ ધરાવતાં નથી તેવી જ રીતે શિક્ષણ વ્યવસ્થામાં આપણે જયારે વાત કરીએ તો શિક્ષણ વ્યવસ્થામાં પણ ગુજરાતી ભાષા ગુજરાત રાજ્ય સીમિત જ જોવા મળે છે જેમ કે આપણે ભારતની ટોચની જે યુનિવર્સિટીની આપણે વાત કરીએ જેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની આપણે વાત કરીએ અને એમાં જોઈએ તો જવાહરલાલ ન્યુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આપણને દરેક ભાષાના ડિપાર્ટમેન્ટ જોવા મળે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભારત દેશનાં દરેક રાજ્યનાં વિધાર્થીઓ ત્યાં આવીને અલગ અલગ ભાષાઓનું વ્યાકરણ ભાષા કેવી રીતે બોલવી વિદેશી ભાષાઓ કેવી રીતે બોલવી એ બધું જ શીખે છે તો એ જ દૃષ્ટિએ આપણે જયારે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી જયારે જોઇએ છીએ જેમ કે ગુજરાત યુનિવર્સિટી જોઇએ એમ એસ યુનિવર્સિટી જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોઇએ તો એ યુનિવર્સિટીઓમાં જે શિક્ષણના જે ડિપાર્ટમેન્ટ હોય છે સમાજશાસ્ત્ર ડિપાર્ટમેન્ટ અર્થશાસ્ત્ર ડિપાર્ટમેન્ટ એવા ડિપાર્ટમેન્ટ જ જોવા મળે છે એમાં દેશ વિદેશની ભાષાઓના ડિપાર્ટમેન્ટ જોવા નથી મળતાં અને વધુમાં એમ પણ કહી શકીએ કે બહારના રાજ્યના લોકો કે વિદેશના લોકો ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા શીખતા જોવા મળતા નથી તેથી ગુજરાતી ભાષા પણ એવું કહી શકાય કે શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાત પુરતી જ સીમિત છે